હેલો હું ઓમ ખેની બોલું છું મેં એક કલાકથી ટેક્સી બુકિંગ કરાવેલું છે પણ હજી સુધી કોઈ ડ્રાઈવર ટેક્સી લઈને આવ્યો નથી તો હવે હું બીજી બીજું કોઈ વાહન પકડી ને મારા ગંતવ્ય સ્થાન ઉપર જાઉં છું તો તમે મારી અરજીને મારી મુસાફરીને રદ કરી દો હું બીજો કોઈ વાહન પકડીને જતો રહું છું ધન્યવાદ